આપણે અહીંયા પીએમ પોષણ યોજના વિષે જાણીશું આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદીએ કેટલીક બધી વ્યવસ્થાઓ કરી છે જેમાં પોષણ પોષણ યોજનાઓ પણ કરી છે જેમાં શાળાઓમાં જે બાળકો હોય છે તેમને પૂરતું જમવાનું મળી રહે તેવી વ્યવસ્થાઓ કરે છે કેમકે એમાં એવું બનતું હોય કે જે ગરીબ લોકો હોય છે તે દૂરથી આવતા હોય છે માંડ માંડ ભણતા હોય છે એવા લોકોને જો ભોજન પૂરતું ન મળે તો તેનો વિકાસ પણ અટકાઈ શકે છે તેને કારણે પીએમ પોષણ યોજનાઓ કરવામાં આવી છે જેમાં બાળકોને પૂરતું જમવાનું મળી રહે અને તેને કારણે તેમના શરીરનો પૂરતો વિકાસ બની રહે તેના માટે લંચ બોક્સ પણ આપવામાં આવે છે ટિફિન બોક્સ આપે છે જેમાં તે લોકોને પૂરતું ભોજન મળી રહે તે ભોજન લઈ શકે યોગ્ય સમયસર લઈ શકે અને તેના માટે યોજના કરે છે જેમાં એવા અમુક એવા પણ લોકો હોય છે જેમને પૂરતું ભોજન મળતું નથી હોતું તેને કારણે તેને ભોજન મળી રહે તેનો સ્વાસ્થ્ય ન જોખમાય તેના માટે આવી ભોજન યોજનાઓ કરવામાં આવે છે પીએમ એમાં એવું છે કે પોષણ જો બાળકોને નાનપણથી જ સારો સારી રીતે ન મળે તો તેને મોટા જેમ જેમ ઉમરમાં મોટું થાય તેમ તેમ એમના કેટલી બધી વિકૃતિઓ આવતી હોય છે આમ ભોજન પૂરતું ન મળે તો તે કેટલાક રોગોનો પણ શિકાર થાય છે આમ રોગો રોગોનો શિકાર ન બને તેના માટે થઈને પીએમ પોષણ યોજનાઓ બહાર પાડે છે તેમાં કેટલા બધાં ગરીબ લોકો હોય ઝુંપડપટ્ટીમાં રહેતા હોય નિરાધાર હોય એવા બધી જ જગ્યાએ હોસ્પિટલોમાં શાળાઓમાં કોલેજોમાં જેવા ગરીબોને માંડમાંડ ભણી શકતા હોય તેમને પૂરતું જમવાનું ન મળતું હોય એવા લોકો માટે પોષણ યોજના બહાર પાડવામાં આવે છે આ પોષણ યોજના એટલી બધી મહત્ત્વની બની રહે છે આજનાં સમયમાં કે બાળકો છે માતાપિતા છે અથવા એવા ગરીબ લોકો છે જેમને જમવાનું નથી રોજીરોટીનાં પૈસા નથી તે કોઈ કામ કરી શકતા નથી જે દુખિયા છે એવા લોકો માટે આ પોષણ યોજના બહાર પાડે છે આ પોષણ યોજનામાં કેટલા બધા ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવે છે જેમાં જે લોકોને પોષણવાળું ભોજન મળી રહે જેમાંથી તેઓ લોકોને શક્તિ મળે તે માટે થઈને આવી બધી યોજનાઓ કરવામાં આવતી હોય છે પોષણ યોજના એટલી બધી સુંદર રીતે કરાવવામાં આવે છે કે તેમાં સ્વચ્છતાનું પણ બહુજ ખ્યાલ રાખવામાં આવે છે જે ભોજન બનાવવા માટે જે કાંઈપણ સામગ્રી વપરાય છે ઘઉં બાજરો જુવાર ચટણી મીઠું હળદર તે બધું જ સારી અને ઉચ્ચ કંપનીનું બનેલું હોય છે અને આ એ તેનું સુંદર રીતે સાફ સફાઈ અને ચોકસાઈપૂર્વક રાખીને તેની ભોજન બનવામાં આવે છે ભોજન બનવામાં આવે છે આમ જે ભોજનની સહાય છે તે ખૂબજ સરળ રીતે આપવામાં આવે છે શાળામાં મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવે છે મધ્યાહ્ન ભોજન તે કેટલાય સમયથી ચાલતું હોય છે આ મધ્યાહ્ન ભોજનનમાં બાળકો અને જે કોઈપણ ગાડી વિસ્તારથી આવતા હોય મજૂર લોકો હોય જેમને જમવાનું ન મળતું હોય અથવા બીજા કોઈ લોકો પણ જમી શકે છે અને એમ સુંદર રીતે ત્યાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં દાળ ભાત શાક રોટલી જેવા કેટલા બધા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને જે બાળકોને ભોજન ન મળતું હોય કુપોષિત હોય એવા બાળકોને ભોજન મળી રહે અને તે કુપોષિત નો શિકાર ન થાય તેમજ ગર્ભવતી માતાઓ હોય જે એમને પણ કેટલાક પ્રકારનાં ભોજનની સહાય આપવામાં આવતી હોય છે જેમાં તેમને બાળ આંગણવાડી હોય છે તેમાં બા માતા હોય છે તેને સુખડી મેવા રવો આવી બધી યોજનાઓ આપવામાં આવતી હોય છે જેમાં જેથી કરીને જે ગરીબ બાળકો હોય તેને પોષણ પણ મળી રહે માતાને પણ મળી રહે અને તેનું સારું એવું વિકાસ થઈ શકે તેના માટે ભોજન ખૂબજ જરૂરી છે આમ સહુ જાણીએ છીએ કે આપણે જીવનમાં ભોજન કરવું તે ખૂબજ અગત્યનું અને મહત્ત્વપૂર્ણ હોય છે આમ પોષણ વિષે જાણવા આમ પોષણ યોજના તે ખૂબ જ મને ખૂબ જ મહત્ત્વનું છે આપણને જો આપણા શરીરમાં ભોજન જ ખૂટતું હોય તો આપણે અસ્વસ્થ થઈ થઈ થઈ શકીએ છીએ જે ભૂખ એક એવી વસ્તુ છે જેને કારણે આપણે કાંઈ કાર્ય પણ ન કરી શકીએ કેમકે આપને ભોજન લાગ્યું હોય તો આપણા શરીરમાં નબળાઈ નબળાઈ આવે તેથી કરીને આપણે કોઈપણ જગ્યાએ જઈએ તો આપણને ચક્કર આ છે તે છે આવી શકે છે તેના માટે ભોજન લેવું તે ખૂબજ મહત્ત્વનું બની રહે છે તેટલા માટે થઈને જે બાળકો હોય જે ગરીબ હોય એવા લોકો માટે ભોજન આપવામાં આવે છે આમ ભોજન તે મધ્યાહ્ન ભોજન પણ શાળામાં જમાડવામાં આવે છે જેમાં બાળકો હોય તે લોકોને વાડી વિસ્તારમાંથી આવતા હોય દૂરથી આવતા હોય જે લોકો પૂરતું ભોજન ન મળતું હોય એવા લોકો માટે પોષણ યોજના બહાર પાડવામાં આવે છે આમ શાળાઓમાંથી જો બાળકોને ભોજન મળી રહે તો તેનો સારો એવો વિકાસ થઈ શકે છે જો બાળક ભૂખ્યું હોય તો તે તેને થોડાક સમય પછી અશક્તિ આવી શકે છે તે નબળો બની જાય છે તેને પોષણ ન મળવાને કારણે તે કેટલીક વિકૃતિઓનો પણ શિકાર બને છે જેથી કરીને બાળકને ભોજન લેવું તે ખૂબજ અગત્યનું બની રહે છે અથવા કોઈપણ વ્યક્તિ હોય ગરીબ હોય જે જમી શક્તિ ન હોય તેમની પાસે ભોજન કરવાના પૂરતાં પૈસા ન હોય કામ ન કરી શકતી હોય એવા લોકો માટે એવા બાળકો માટે મજુર લોકો માટે તે પોષણ યોજના બહાર પાડવામાં આવે છે આમ પોષણ એ ખૂબજ અગત્યનું બની રહે છે આમ આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદીએ પોષણ યોજના બહાર પાડી છે જેમાં કેટલાક બધાં જ લોકોને ભોજન મળી રહે તેના માટે જે અલગ અલગ સંસ્થાઓ ચાલતી હોય છે અલગ અલગ સિટીઓમાં ગામડાઓમાં બધી જગ્યાએ પોષણ યોજનાઓ ચાલતી હોય છે જેથી કરીને તેને પોષણ યોજનાનો લાભ બધે જ લોકોને મળી રહે આ જે ગરીબ લોકો હોય તેને પણ પોષણ યોજનાનો લાભ મળી રહે તેના માટે થઈને પીએમઓએ પોષણ યોજના બહાર પાડી છે જેમાં ગામ શહેર મોટા સિટીમાં વસતા ઝુંપડપટ્ટીવાળા નિરાધાર અને જે ગરીબ લોકો જે મજૂર લોકો છે જે લોકોને પૂરતું જમવાનું મળતું નથી તેમને આગળ પાછળ કોઈ કામ કરી શકે તેવું નથી અને એવા લોકો માટે આ પોષણ યોજના બહાર પાડી છે જેથી કરીને તેને પૂરતું પોષણ અને ભોજન મળી રહે ભોજન મળી રહે એટલે પોષણ મળી રહે આપણા શરીરમાં આમ તેના શરીર સ્વસ્થ રહે નિરોગી રહે તેના માટે ભોજન કરવું ખૂબજ જરૂરી છે આપણે જ્યારે પણ આહાર લઈએ છીએ ત્યારે પૌષ્ટિક હોવો ખૂબ જ જરૂરી છે તેથી કરીને કેટલા બધાં લોકોએ શું અને જે કાંઈપણ જે સ પોષણ હોય યોજના હોય જે કાંઈપણ સંસ્થાઓ ચાલતી હોય તેમાં પણ વારંવાર ખાતરી કરવામાં આવતી હોય છે કે તે જે ભોજન બનાવે છે તે સ્વચ્છ છે પોષક છે વ્યક્તિને સારા એવા બેનિફિટ થાય છે તે બધીજ જગ્યાએ પોષણ વિષેની માહિતી હોય છે આમ પોષણ યોજના તે બધી જ જગ્યાએ જોવા મળે છે અને આએ પીએમ સાહેબ મોદીએ જે પોષણ યોજના કરી છે તેમાં કેટલા બધાં લોકોને ભોજનની વ્યવસ્થાઓ અને જરૂરિયાતોને સતુંશપણ સંતોષ થાય છે આમ લોકો તે સ્વસ્થ રહી શકે છે ભોજન ન લે તો તે અશક્તિનો શિકાર બને છે તેને કારણે તેને કેટલા બધાં રોગો થાય છે નબળાઈ આવે છે ઘણીવાર તો એવું પણ બનતું હોય છે કે ભૂખને કારણે બાળકનું અવસાન પણ થતું હોય છે આવી પરિસ્થિતિઓને કારણે થઈને પીએમભાઈ મોદીએ પીએમ મોદીએ નરેન્દ્ર મોદીએ પોષણ યોજના બહાર પાડી છે આમ પોષણ યોજના વિષે આપણે કેટલું બધું મેં જ મને જ્યાં ખબર શું હતી એટલું મેં બધું જ જણાવી આપ્યું છે તેના સિવાય પણ કેટલી બધી એવી માહિતી હોય છે જેને કારણે આ પોષણ યોજના ચાલતી હોય છે તેના અલગ અલગ સભ્યો હોય છે તે સમયસર અપાતું હોય છે તેની દેખરેખ કરતાં હોય છે આમ બધીજ વિગતોને આપણે જાણી છે આમ પીએમ પીએમ પોષણ યોજના તે ખૂબજ મહત્ત્વપૂર્ણની છે અને બધીજ જગ્યાએ જેવા ગરીબ લોકોને અને આ બધા જ લોકોને સુંદર પોષણ મળી રહે છે આમ પોષણ તે ખૂબજ અગત્યનું બનીશ બન્યું છે અને આમ પણ પીએમ પોષણ યોજનાને કારણે બધા જ લોકોને જમવાનુંને એ પ્રાપ્ત થાય છે